મારા ઓર્ડરની ડિલિવરી માટેના નિર્ધારીત સમયનો વિલંબ થયો છે આ સમયે મેં આગળથી સૂચિત સમયને આધારે મને ઓર્ડર પ્રાપ્ત થવાની અપેક્ષા હતી પરંતુ તે હજુ પ્રાપ્ત થયું નથી કૃપા કરીને મારે આ વિલંબને લગતી વિગતો આપો અને મારે શું પગલાં લેવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપો જો શક્ય હોય તો તાત્કાલિક ડિલિવરીને સહી રીતે પૂર્ણ કરવા માટે તમે શું કરી રહ્યા છો તે જણાવી શકો તો સારું રહેશે